અમારા વિસ્તાર અથવા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી વખતે ખાસ કરીને રમતના દોરોના ઇજાગ્રસ્ત થાય અથવા અકસ્માતનો ભોગ બને ખેલાડીઓને અમુક જોગવાઈઓ સરકાર કરેલી છે એમાં પેલું તાત્કાલિક પ્રાથમિક સારવાર રમત ગમતની સ્પર્ધાઓનો સામાન્ય રીતે ઇમરજન્સી તબીબી સેવસ સ્થળ ઉપલબ્ધ હોય છે તાત્કાલિક ઇજાને નિયંત્રણ લેવા માટે માળખાકીય પ્રાથમિક સારવાર આપવામાં આવે છે એમાં ફિજિયોથેરાપીસ્ટ અને તબીબી વ્યવસાયકો ટીમ સાથે રહ્યા છે જેથી ઇજાને તરત જ પહોંચી શકાય એમ્બ્યુલન્સ સેવા ગંભીર ઇજા હોય તો તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે અને ઇજાગ્રસ્ત ખેલાડી અથવા પ્રતિનિધિને નજીકના હોસ્પિટલમાં લઈ જાવામાં આવે છે એક સો આઠ સ એમ્બ્યુલસ સેવા જો ભારતની વાત કરીએ અથવા અન્ય સ્થાનિક ઇમરજન્સી સેવા અને ઝડપથી ઉપસ્થતિ રહે છે સ્થાનિક તબીબી સુવિધાનો દાખલ કરવો અને ઇજાની ગંભીરતા પર આધાર રાખીને ખેલાડીને નજીકની તબીબી સુવિધાઓ લઈ જવામાં આવે છે ત્યાં તેનું મેડિકલ મૂલ્યાંકન અને તાત્કાલિક સારવાર શરૂ થાય છે તબીબી ચકાસીમાં એક્સરે એમ આર આઈ સિટી સ્કેન વગેરે જેવા પરિક્ષણોનો સમાવેશ થાય છે જેથી ઇજાની ગંભીરતા વધુ સારી રીતે સમજાય છે ઇજાની જાણ તરત જ ટીમના અધિકારીઓ કોચ અથવા સંબંધિત મેનેજમેન્ટને કરવામાં આવે છે સાથે સાથે ઇજાગ્રસ્ત ખેલાડીઓને પરિવારજનોને પણ જાણ કરવામાં આવે છે મોટા ભાગે ખેલાડીઓનો સ્વાસ્થ્ય અને ઇજાઓ માટે રમતો માટે બીમા બીમાની વ્યવસ્થા હોય છે અને આ સુવિધાનો લાભ ઉઠાવીને હોસ્પિટલ ખર્ચો અને સારવારની ખર્ચાની ભરપાઈ થઈ શકે છે સરકારી પ્રતિનિધિ તરીકે અથવા રમતગમતના સંસ્થા માટે સંકળાયેલા ખલડીઓ સામાન્ય રીતે આકસ્મિક ઇજાઓ સા માટે ખાસ આરોગ્ય વીમાનો લાભ મેળવવો હોય છે ઇજાગ્રસ્ત ખેલાડી તેની ઇજાની સ્થિતિ અનુસાર ફીઝીઓથેરેપીસ આને જેવી સુવિધાઓ સુવિધાઓ દાખલ કરે છે અને જેથી ઝડપથી સાજું થઈ શકે છે જો ઇજા લાંબા ગાળાની હોય તો રમતના સંસ્થાઓ તે ખેલાડીને પુન પાપ્તિ કાર્યક્રમનો અનુસરવા ફિજીઓથેરેપી અથવા ડોક્ટરની સલાહ અને માનસિક સ્થાનથર પૂરું પાડે છે ઇજાની ગંભીરતા અનુસાર કાયદાકીય પગલાં લેવાની જરૂર પડે છે આમ ઇજાનો વીમો ચકાસવા માટે કાયદેકીય રીપોર્ટો બનાવવામાં માટે મેડિકલ પ્રમાણપત્ર પુર કરવો અને જો ખેલાડી લાંબા સમય માટે રજા લેવી પડે તો તેને નાનિદ નેતૃત્વતનું તેનું સ્થાન લેવા નું વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે અને જો ઇજા એવી હોય કે વ્યક્તિ ટુર્નામેંટ કે સિઝનમાંથી બહાર રહેવી પડે તો તો તેના બદલે બીજા ખેલાડીની પસંદગી કરવામાં આવે છે અને ટીમ મેનેજમેન્ટ અથવા કમિટી ટુર્નામેંટને નિયમો અનુસાર જરૂરી ફેરફાર કરે છે આ પ્રોટોકોલ માન્ય હકીકતો અને ઇજાને ગંભીરતા માટે અલગ અલગ સંજોગોમાં બદલાઈ શકે છે આમ આમ પ્રતિનિધિત્વ કરતી રમતી રમત રમતી વખતે જો તેઓ ઇજા ગ્રહસ્થ થાયે અથવા અકસ્માતનો ભોગ બને તેના માટે સારવારની આ પ્રક્રિયાઓ છે